નમસ્તે મારું નામ હાર્દિક ચૌહાણ છે અને મેં ગયાં અઠવાડિયાનાં રોજ શનિવારની રાત્રે મારુતિનંદન રૅસ્ટોરન્ટમાંથી જે ઑર્ડર કર્યું હતું એ વાનગી મને ખૂબ જ ગમી હતી અને એ વાનગી મારા ઘરના સભ્યોને પણ ખૂબ જ ગમી હતી જેથી હું આજે રોજ પણ એ જ ઑર્ડર કરવા માગુ છું અને લાસ્ટ ટાઇમ મેં પનીરની સબ્જી મિક્સ સબ્જી અને ચાર તંદૂરી રોટલી જે બટર સાથે મગાવી હતી એ ખૂબ જ સરસ હતી અને મારુતિનંદન રૅસ્ટોરન્ટ માંથી તે આવી હતી જેથી કરીને હું એ જ રોટલી મગાવવા અને એ જ સબ્જી મગાવા માગુ છું અને મારું જે છેલ્લું ગયા વખતે જે મેં ઑર્ડર આપ્યું હતું એ ઑર્ડરને પુનરાવર્તન કરવા માગુ છું તો શું મને લાસ્ટ ટાઇમ મળેલું ઑર્ડર આ વખતે પણ મળવાપાત્ર છે અને જો એ મળવાપાત્ર હોય તો મારું ઑર્ડર કન્ફર્મ કરવું અને લાસ્ટ ટાઇમના રોજ જે રૅસ્ટરન્ટમાંથી મને ઑર્ડર મળ્યું હતું એ રેસ્ટરૉમાંથી મારું આ વખતનું ઑર્ડર કન્ફર્મ કરો